ખરેખર રોજિંદા જીવનમાં મહિલાઓ ઘણા પ્રકારના પડકારોનો સામનો કરતી હોય છે વર્ષો દરમ્યાન આપણે ભારતીય મહિલાની ભૂમિકામાં જોઈએ તો પહેલાંની જે મહિલાઓ હતી તે સંપૂર્ણપણે પોતાના પતિ પર આધારિત હતી જે વધારે ભણેલી ન હતી પહેલાંનાં માતા પિતાની સોચ પણ એવી હતી કે છોકરીઓને વધુ ભણાવીને શું કામ છે તેઓને ઘરનું કામ જ સંભાળવાનું છે તેથી છોકરીઓને વધુ ભણતર માટે પ્રોત્સાહિત કરવામાં આવતી ન હતી તેથી છોકરીઓ ઘરની બહાર કમાણી કરવા માટે જઈ શકતી ન હતી તેથી છોકરીઓનાં વહેલી ઉંમરે લગ્ન થઈ જતાં ત્યાર બાદ તેઓ ઘર કામમાં જ જોડાઈ જતી પોતાનાં સંતાનોને ઉછેર કરવાં ઘરનું કામ કરવું બાળકોને સંભાળવાં ઘરના પરિવારના સભ્યોને સંભાળવા તેવી જ બધી કાર્યમાં તેઓ પારંગત થઈ જતી હતી પરંતુ હવેની મહિલાઓ તે વસ્તુ માટે સક્ષમ નથી પહેલાંની મહિલાની જેમ અત્યારે ઘરમાં રહીને કાર્ય કરવું અત્યારની મહિલાઓ માટે જોવા જઈએ તો અત્યારની મહિલાઓ ઘણું ખરું ભણેલી છે પુરુષ સમોવડી આપણને જોવા મળે છે પુરુષની એમ જોવા જઈએ તો પુરુષની સરખામણીમાં અત્યારે કમાણીમાં લેડીઝનો રેશિઓ ઘણો ઊંચો છે મહિલાઓ ઘણી એજ્યુકેશન બાબતે ઘણી અપ લેવલે છે અને પોતાના પગભર ઊભી રહી શકે છે ઘણી મહિલાઓને ઘણાં ઘરોમાં તો એ રીતનું પણ જોયું છે કે પોતાના પુરુષો સાથે નથી રહેતી કોઈ ડાઇવોર્સી હોય છે તલાકસુદા કોઈ વિધવા થઈ ગઈ હોય છે તો પણ એ સારી રીતે પોતાનું ઘર ચલાવે છે સારી રીતે નોકરી કરે છે અને પોતાનાં બચ્ચાઓને તથા પોતાનાં ઘરને પણ સારી રીતે ઉછેરી શકે છે આવું ઘણી ભારતીય મહિલાઓમાં જોવા મળે છે તો એમ જોવા જઈએ તો આગળની જે મહિલાઓ છે અને અત્યારની જે મહિલાઓ છે તેમાં ઘણો ફરક છે કારણ કે મહિલાઓ અત્યારે ખૂબ જ ભણી રહી છે અને સરકાર દ્વારા પણ મહિલાઓને શિક્ષિત માટે કન્યાઓનાં શિક્ષિત માટે જુદી જુદી સગવડો જુદી જુદી જોગવાઇઓ કરવામાં આવી છે જેના દ્વારા ગરીબ પરિવાર હોય કે અમુક માતા પિતાની એવી મેન્ટાલીટી હોય કે છોકરીઓને નહીં ભણાવવી તો તે મા બાપ પણ પોતે આ ગવર્મેન્ટની જે સુવિધાઓ મળી રહી છે પ્રાપ્ત થઈ રહી છે તેનો લાભ લઈને છોકરીઓને ભણવા માટે પ્રોત્સાહન પૂરૂં પાડે છે તો એ ખરેખર મહિલા માટે ગર્વની બાબત છે અને છોકરીઓએ ખરેખર પોતાનું શિક્ષણ લેવું જ જોઈએ અને ઉચ્ચસ્તરનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ કે ભવિષ્યમાં પણ જ્યારે આવી કોઈ બાબત આવી પડે તો તે પોતાનાં ઘરનું ગુજરાન ચલાવી શકે પોતાનાં બાળકોને શિક્ષિત કરી શકે પોતે પગભર થઈ શકે તે માટે દરેક મહિલાએ ભણવા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઉચ્ચ શિક્ષણ પણ પ્રાપ્ત કરવું જોઈએ